અત્યારે હાલના આપણે જોઈ શકીએ છીએ કે નવજાત બાળકો જે છે તે લોકો પરી બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિના કારણે ખૂબજ વધારે પડતા બીમાર પડી રહ્યા છે અને તેને રોકવા માટે આપણે અમુક અલગ અલગ પગલાં લઈ શકીએ છે જેમ કે આપણા ઘરની ગટરો ઊભરાઈ રહી છે તો જે ગટરો ઊભરાઈ રહી છે તેના અંદર મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે અને તે મચ્છરો કરડીને ડેન્ગ્યુ છે અને મેલેરિયા જેવી ભયંકર બીમારીનો ભોગ નવજાત બાળકો બની રહ્યા છે તો આપણે જે ગટરો છે તેને ઢાંકી દેવી જોઈએ તેમજ કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ ત્યારબાદ આપણે રોજ આપણા ઘરના આજબાજ આજુબાજુના ફળિયાની રોજે સાફ સફાઈ કરવી જોઈએ આમ નવજાત બાળકોને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે અને તેમની આજુબાજુમાં વાતાવરણ આનંદમંદ રહે તે રીતે આપણે દવાનો છંટકાવ તથા કચરાને કચરાપેટીમાં નાખીને આપણે સ્વચ્છતાનું પાલન કરવું જોઈએ